હા જી હાં હાં બોલવામાં તો આપણે સાઠ કિલોમીટરનો ડામર રોડ બનાવવાનો છે એ તો હવે એના કેટલા રૂપિયા લાગે અને કઈ રીતે થાય ને કેટલા સમયમાં પૂરો થાય એ તમે મને જરાક આપો તો એક કોટેશન જેવું મોકલી આપો તો કામ કરવાની સરળતા રહે હાં હ હ હં હં હં હં અચ્છા ખાડા પડી જાય એવું તો ના થાય ને કે નીકળી જાય તો ઊખડી જાય એવું ના થાયને અચ્છા અચ્છા બરાબર

અચ્છા અચ્છા હઁ હઁ હઁ હં હં અચ્છા અચ્છા ઓકે ઓકે ભલે તમે કોલ ભલે ભલે ભલે કોટેશન તૈયાર છે બે થી ત્રણ દિવસમાં પૂરું થઈ જશે એમ ઓકે ઓકે મંજૂર છે ભલે ભલે જય શ્રી કૃષ્ણ પૂર્ણવિરામ